હા બોલો હા બારેજ ઊભો છું આવી જાઓ અહીં અહીં અહીં આ બાજુ હા બસ હા હા હું જ છું આવી જાઓ બેસી જાઓ હા બોલો બોલો એના એકસ્ટ્રા થશે તમારે જવું છે આણંદ પણ હવે વડોદરા જવું હોય તો એના એકસ્ટ્રા થઈ જશે ફરી વાંધો નહીં ત્રણ હજાર રૂપિયા જેવું થશે વાંધો નહીં વાંધો નહીં આવી જાઓ આવી જાઓ હા એ થશે જ ને તમે આવી જાઓ બેસી જાઓ એકવાર અરે થઈ જશે આપણે જઈએ તો ખરા આગળ કરું છું કરું છું

હવે અમદાવાદ છીએ આપણે એટલે સમજો ને ત્રણ કલાક તો ખરા હા થાય છે આ શરૂઆતમાં તો કંઈ હવા ના આવે ને યાર હં આવી જવાય આવી જવાય કાંઈ વાંધો નહીં એ હા એસી ચાલું જ છે કોઇ નહીં થોડી વારમાં હવા આવશે એ તો હા એટલે શરૂઆતમાં થોડી હવા આવે સાહેબ હા એ એસીમાં થોડું પેટ્રોલ હવડે જ પુરાવ્યું છે હવે એ તો શું નખાવીશું હવે તમે બેસો હા જો આવીને હવા હવે હં હં હા એટલે આ બધી એસીમાં આવું જ હોય હા થોડીવાર એના હવા આવે એવું હોય શું વડોદરા જવાનું છે ને આપણે હા એ થઈ જાય થઈ જાય હા એ આવીશું કરશે કરશે યાર આ તો શરૂઆતમાં થાય સાહેબ બાકી તો ના થાય એ બધી એસીમાં આવું જ હોય યાર ના ના એ વિદેશથી આવે ને એ માણસ બધા આવાં જ હોય ચાલે ચાલે કંઇ નહીં આપણે પહોંચાડી દઈએ હોં આપણે તમે કોઈ ચિંતા ના કરશો તમે એસી આપણે ફૂલ જ રહેશે અરે એ તો થોડીવાર હોય હં વાંધો નહીં વાંધો નહીં બેસો બેસો તમ તમારે આરામ કરો